હેલો રાહુલ ભાઈ કેમ છો હું ફરીથી મારા મનપસંદ ઓર્ડર આપવા માંગુ છું મને ખબર છેકે તમારી રેસ્ટોરન્ટ આખા એરિયામાં નહીં આખા શહેરમાં બધી જગ્યા પર ફેમસ છે અને તમારે રેસ્ટોરન્ટનું જમવાનું મને બહુ જ ભાવે છે મેં હંમેશાં અહીંના સ્વાદ અને આની સેવાનો બહુ જ આનંદ લીધો છે હા મને ખબર છે કે હું તમારા ત્યાંનો રેગ્યુલર કસ્ટમર છું અને વારંવાર હું તમારે ત્યાંથી ઑડર આપું છું આ તમે ઑડર લખો મને તો એક ગરમ ગરમ પાલક પનીર અને બટર નાન તમારા ત્યાંની બહુ જ ભાવે છે તમે તે બનાવો છો તેમ બહુ જ મજા આવે છે ખાવાની એ પણ લખી દો તમે હા સાથે સાથે ખમણ અને ઢોકળા ખમણ અને ઢોકળાનો ઑડર તો લખી જ દેજો તમે તમારા ઢોકળાના સ્વાદ તો જલસા આવે છે અને સાથે ગાજરનો હલવો એટલે આહા ગાજરના હલવાની વાત જ અલગ છે તમારે ત્યાંની સાથે ગાજરનો હલવો પણ મોકલી દો છેલ્લી વખત દિવાળીમાં તમે જે મીઠાઈઓ બનાવી હતી એ મીઠાઈઓનો સ્વાદ હજી પણ મારા મોઢામાં છે એ મીઠાઈઓ પણ લખી દેજો અંદર તમે અને હા મને મલાઈ કોફતા પણ બહુ જ ગમે છે તમારા રેસ્ટોરન્ટમાં તે સૌથી સરસ બને છે હા આજે અમારે ત્યાં મારા થોડા મિત્રો આવી રહ્યા છે તો મને છ સાત લોકો માટે જમવાનું બનાવજોને જોકે થોડા નાન અને તંદૂરી રોટી પણ હશે તો પણ સારું રહેશે આ મારે ખાતરી કરવી છે કે બધું જમવાનું સમયસર અને સારી રીતે તૈયાર થઈ જાય હા હું ચિંતા નથી કરતો પણ તમે ઓર્ડર ધ્યાનથી લખી લેજો મને વિશ્વાસ છે તમારા અહીંના સ્વાદ અને તમારા સેવા હંમેશાં સર્વશ્રેષ્ઠ હોય છે અને હા તમે છેલ્લી વખત જે પાલક પનીર અને કઢી કઢી પના તમે જે તૈયાર કરાવી હતી એ બહુ જ સરસ હતી એ બધા તેના વખાણ કરતા હતા હા અને તમે તેની સાથે સાથે તમે થોડું લસણ અને મરચાં પણ સાઈડમાં આપી દેજો જેથી જો કોઈને વધારે મસાલાવાળું ખાવું હોય તો તેમાં મેળવી શકે છે અને મને યાદ છેકે એક વખત તમે ખાસ ડિશ તૈયાર કરાવી હતી જે તમારા ગ્રાન્ડ મધરે શીખવી હતી મને તે ખૂબજ ગમી હતી શું તમે તે ફરીથી બનાવી શકો અને એક વધુ વિનંતી શું તમે થોડા પીણાં તૈયાર કરી શકો છો અમારી સાથે કેટલાક મિત્રો આવી રહ્યા છે અને હું ઈચ્છું છુ કે તે સંપૂર્ણ પણે સૌથી શ્રેષ્ઠ અનુભવ મળી રહે હા ક્લાસિક મસાલા મસ્તી અને એક્ઝોટીક ફ્રૂટ પણ આ પીણાં જરૂરપણે મોકલાવજો જ તમે અને તમારી સેવા માટે હંમેશા તત્પર હોય છે આટલો સારો ઓર્ડર મને મળી જાય છે ટાઈમ ટુ ટાઈમ જમવાનું મળી જાય છે એનાથી વિશેષ શું હોઈ શકે મને વિશ્વાસ છે કે તમે તમારા ઓર્ડર પર ધ્યાન આપશો અને બધી વસ્તુઓ સારી રીતે તૈયાર કરી શકશો અને મારી સાથે સાથે પીઝા અને બ્રાઉની બન થોડું એકસ્ટ્રા બનાવી દેજો તો તો જમવાનું પતી ગયા પછી થોડું ખાવા ચાલી જાય તો બસ થેંક્સ અને સેમલ બેન પર પણ મારો ભરોસો છે તે પણ જમવાનું ખૂબ સારી રીતે બનાવી શકશે કેમ છો હું દરરોજ આવું ગમશે મને હા અને એક્સિલન્ટ તો આ સાંજનો તમારો ઓર્ડર રેડી કરી દેજો થેન્ક યુ હવે હું સાંજે બધા મારા મિત્રો સાથે લઈને તમારે ત્યાં જમવા માટે આવીશ હું